આપણી ગુજરાતી અને દાદીમાનું ઓસડિયું એ તો આપણી સાથે ને સાથે જ રહેવાનું કોઈપણ પ્રકારનો તાવ હોય ડેન્ગ્યુ કહો મેલેરિયા કહો સામાન્ય કોઇ બી કહો આપણે પહેલાં એની માટે ઘરગથ્થું દવા તો એકવાર કરવાના કરવાના ને કરવાના જ તેમાં આપણે પહેલાં તુલસીની ચા છે જે બી આપણાં દેશી ઓસડિયાં મળે છે તેની ઉકાળા બનાવીને પીવાની આપણી એક પ્રથા જ છે મરી નાખીને તુલસીના પાંદ નાખીને સૂંઠ નાખીને પીપળા મૂળ નાખીને આ બધું નાખીને આપણે જે એક ઉકાળો બનાવીને પીએ છીએ તેનાથી જ લગભગ મેલેરિયા ને ડેન્ગ્યુ આપણાથી દૂર થઈ જાય છે તે છતાં બી આપણા ડોક્ટરોએ અત્યારે આપણી માટે ઘણી સંશોધન કરી કરીને દવાઓ બનાવેલી છે અને આજકાલનાં બાળકોને જન્મતાની સાથે આપણે તે દવા ડોઝ આપી જ દઈએ છીએ કે જે રોગ થાય જ નહીં અને તે છતાં બી આપણે એ રોકવા માટે આપણે ઘરમાં લીમડાનો આપણે જે આપણી ગાય માતા કહીએ છે જેને ગાય માતા કહેવામાં આવે છે તે ગાય માતાનાં છાણની ઉપર આપણે કોઈને કોઈ લોબાન છે ગૂગળ છે એવો ધૂપ નાખીને પછી એની સાથે આપણે લીમડાનાં પાન નાખીને અને જે ધૂમાડો ઘરમાં ધૂણી કહીએ તે કરીએ છીએ તેનાથી મચ્છરોનો કોઈ વિકલ્પ જ નથી રહેતો કે આપણને એનાથી કોઈ રોગ થાય આપણે જે દેશી ઓસડિયાંથી આપણાં પેલા દાદા દાદી જે રીતે આપણને રક્ષણ આપતા હતાં તે આપણું પેલું આજની આધુનિક ટેકનોલોજીમાં બી ખૂબ જ કામ લાગે છે અને આપણને તે પચાસ ટકાથી સાઠ ટકા સુધી રાહત આપી દેછે કે જે આપણે ડૉક્ટર પાસે જતાં પહેલાં બી અનુ કરી લઇએ છે જેમકે માથા પર મીઠાનાં પાણીનાં પોતાં મૂકવાં સાદું પાણીનું પોતું મૂકવું એમ કરીને આપણે ઘણો બધો એનો તાવ છે કે જે છે તેને આપણે ઘરમાં જ ઉપચાર કરી લેતા હોઈએ છીએ અને ડૉક્ટરને પાસે જઈને આગળ વધારે કોઈ તકલીફ ન થાય તેની માટે બી આપણે સહાય કે તેની સલાહ લેતા હોઈએ છીએ